હમ તમે ટૂરિષ્ટ છો એટલે ક્યાં ફરવાના છો એટલે હમણાં ક્યાં છો તમે

એટલે એમ તો બધું જ મળે ટેક્સી છે બાઇક છે બસ છે ટ્રેન છે ફ્લાઇટ છે બધું જ મળે તમે એટલે કેટલા દિવસ છો એટલે આખું ગુજરાત ફરવું છે કે ખાલી સુરતમાં જ ફરવાના તો દસ દિવસ ખાલી સુરતમાં અરે બધું જ મળશે તમે એમ અમે હું હમણાં ટેક્સી મોકલું એરપોર્ટ પર તમે પહેલાં હોટલ પર આવો ને જો તમે આ એમ તો સુરતમાં જોતા સુરતમાં ફરવા જેવું છે તમે ડચ સિમેન્ટ્રી જોઈ શકો બધા ભાગોળ જોઈ શકો એમ તો બહુ બધા એરિયા છે પણ હું તમને કહું કે તમે સુરતની આજુબાજુ પણ ફરી શકો સાપુતારા જવાય એટલે એક ટેક્સી કરાવી આપવાની ને આજ ફર્યા કરવાનું તમે કેટલા જણ છો આખી ફેમલી સાથે આવ્યા છો કે એકલા જ છો હા ના તમે તમે વધારે જણ છો તો હું બસ કરી આપું નહીં તો ટેક્સીમાં અગર પાંચ જણા હોય તો ટેક્સીમાં આવી જતા હોય તો આપણે ટેક્સી કરાવી ઈનોવા કરાવી લઇએ એવું કંઈ કરાવી દઈએ તમે કેટલા જણ છો હા તો એક ઈનોવા સારી પડશે ઈનોવા થઈ જશે જો ઈનોવાના દિવસના પાંચ હજારમાં થઈ જાય ને પાંચ હજારમાં તમે આખો દિવસ ફરાવ્યા કરવાનું ને જ્યાં ફરાવવું હોય ફરાવો કોઈ ટેન્સન નહીં મારી ઓફિસ હું તમને લોકેશન મોકલી આપું તમે જ્યારે મન થાય ત્યારે આવી જજો કંઈ ટેન્સન નથી હું હું ઓફિસમાં જ હોવા આમ હું હમણાં તમને એરપોર્ટ પર ટેક્સી મોકલી આપું હા પછી આવો આપણે મળીએ વાત કરીએ કંઈ ટેન્સન નહીં ચાલો બીજું કંઈ હું હમણાં એરપોર્ટ પર ટેક્સી મોકલું છું ચાલો મળીએ આપણે હા મળીએ ચાલો